બોલો બોલો કેમ છો તમે તો છે તે ઘણી બધી સરસ સરસ ચોપડી ડોનેશનમાં આપીને ખરે

ખૂબ સારા ચોપડીઓ તમે લઈ આવ્યાં અને તમારો ખરેખર ખૂબ આભાર ખરેખર અમારા જે વાચકો છે ને તે આ તમારી ચોપડીઓ ખૂબ ભાવપૂર્વક લઈ જાય છે વાંચે છે અને પછી થેન્ક યુ કહે છે અમને કે આ ચોપડીઓ બહુ સરસ છે તમારું કલેક્શન પણ સારું છે તેમાં જે કૃષ્ણાવતાર છે ને તે તો એક્સલન્ટ છે કૃષ્ણાવતાર એટલે કૃષ્ણાવતાર કનૈયાલાલ મુન્શીની જે આ ચોપડી છે ને બધા લોકો રાખી મૂકે છે પંદર પંદર દિવસ સુધી ઇવન પેનલ્ટી આપીને પણ રાખીને બે બે ત્રણ ત્રણણ વાર વાંચે છે એવી સારી ચોપડી છે તો અને પેલું જે તમારું રણ તો લીલાંછમનું ગુણવંત શાહનું જે પુસ્તક હતું ને તેમાં તો બે વાચક ભેગા થઈ ગયા બંને વાચક ઝઘડવા લાગ્યા કે આ પુસ્તક હું પહેલાં લઈ જાઈશ વાંચીશ પછી મારે સમજાવવા પડ્યા કે વારાફરથી તમને બધાંને આપીશું બાકી આ પુસ્તક તો બહુ ડિમાન્ડમાં છે રણ તો લીલાંછમ ગુણવંત શાહ અને તમે આવી તમારી જો કોઈ હજુ પણ તમારા કોઈ મિત્રો પાસે આવી ચોપડીઓ હોય તો જરૂર ડોનેશનમાં આપજો અમને જેથી અમારા વાચકોને એનો લાભ મળી શકે અને સુરત મહાનગર પાલિકા આ માટે તમારો ખાસ આભાર માને છે આ તમે પુસ્તકો ભેટ આપ્યા તે બદલ આભાર

જય શ્રી કૃષ્ણ